ભારત આમ તો સમસીતોષ્ણ આબોહવા ધરાવે છે એમ કહેવાય અને એટલે અ ત્ર ત્રણ ઋતુઓમાં વિભાજીત છે શિયાળો ઉનાળો અને ચોમાસુ અને લગભગ ત્રણેય ઋતુઓ સરખા સમયમાં વહેંચાયેલી છે ચાર ચાર મહિનાના એવું કેલેન્ડર મારા કહી શકાય પણ જેમ આખા વિશ્વમાં એમ ભારતમાં પણ પર્યાવરણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે એના ભૌગોલીક કારણો પણ હશે થોડા સામાજિક કારણો પણ હશે ઔધોગિક વિકાસને કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે એ પણ પર્યાવરણને અસર કરી રહ્યું છે જે ઓઝોનનું સ્તર છે એ ધીમે ધીમે ખવાઈ રહ્યું છે અમુક કેમિકલ્સના કારણે અને એને કારણે વાતાવરણમાં મોટી અસરો આવી રહી છે એટલે એની સીધી જ અસર સ્વભાવિક રીતે આખા ભૂ ભૂખંડ ઉપર પડે એ એ સ્વાભાવિક છે એથી સૌથી મોટી અસર એ છે કે વરસાદનું પ્રમાણ વધતાં વધતાં ઓછા પ્રમાણ પેહલાં દરેક જગ્યાએ જે સરખી રીતે વરસાદ પડતો એને બદલે અમૂક જગ્યાએ અતિશય વરસાદ પડે અમૂક જગ્યાએ વરસાદ ની ઋતુમાં વરસાદ પડે જ નહીં કમોસમી વરસાદ આવે એના કારણે પાકને નુકશાન થાય કે જે મોસમી પાકો લેવાતા હોય એનું આખું સમયપત્રક વિખેરાઈ જાય અને ખેડૂતો છે જોઈતો પાક ન મેળવી શકે એ થાય બીજું કે નદીઓના પાણી છે કે જે પેહલાં બારેમાસ વેહતી નદીઓ હતી એની જગ્યાએ મોટા ભાગે સૂકી નદીઓ હોય પણ ચોમાસામાં ક્યારેક અતિશય વરસાદ પડી જાય તો એને કારણે પૂર આવે અને પૂર સામનો કરવો પડે આવા બધા ફેરફારોને કારણે જન જીવનને મોટા પ્રમાણમાં ક્ષતિ પહોંચે છે છેલ્લા વીસ પચીસ વર્ષથી એવું જોવામાં આવે છે કે જે પેહલા ઋતુનું ઋતુચક્ર જે એકદમ નિયમિત હતું એની જગ્યાએ શિયાળો લંબાઈ જાય યા તો ઉનાળો લંબાઈ જાય યા તો ચોમાસુ છે એ મોડું આવે અને પછી પાછું શિયાળા સુધી લંબાય એટલે એ અણધાર્યા ફેરફારો આવે અને એને કારણે વાતાવરણનાં ફેરફારોને કારણે વાવાઝોડા કે પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે અત્યાર સુધી ભારતે ક્યારેય સુનામીનો અનુભવ નહોતો કર્યો એને બદલે સુનામીના સુનામીની હોનારતનો પણ અનુભવ દરિયાકાંઠાના વિસ્તારોમાં થયો અંદામાન નિકોબાર ટાપુ પર સુનામી આવી એને કારણે ખાસુ એવું નુકસાન થયું એટલે આમ જોવો તો પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ અટકાવા માટે પર્યાવરણ શાસ્ત્રીઓ ઉપાય સૂચવે છે એ દિશામાં પ્રયત્નો પણ થઈ રહ્યાં છે પણ આડેધડ જે શેહરીકરણ અને ઔધોગિકકરણ છે એને જો સુનિયોજી સુનિયોજીત કરવામાં નહીં આવે તો આ પર્યાવરણની સ્થિતિ સુધરે એવું દેખાતું નથી એટલે એ દિશામાં સઘન પ્રયત્નો થવા જોઈએ અને સૌથી વધુ કે જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો જે પ્રોજેક્ટ છે આખા વિશ્વમાં ચાલી રહ્યો છે એટલે તમારી જે ફોસીલ ફ્યુલ વાપરવાની એટલે પેટ્રોલિયમ અને એની પ્રોડક્ટ વાપરવાને બદલે જે નેચરલ ઉર્જાના જે સ્ત્રોત છે એ વધુમાં વધુ વપરાય સૂર્ય ઉર્જા અને પવન વિન્ડ એનર્જી એનો વધુમાં વધુ ઉપયોગ થાય એ હિતાવહ છે જો એ દિશામાં વધુ ને વધુ કામ થશે તો પર્યાવરણનું સંતુલન જળવાશે અને આ સૃષ્ટી સમગ્ર સૃષ્ટી છે એ જ રીતે ભારત પણ લાંબા સમય સુધી ટકી શકશે અને વધુ નુકસાન થતું અટકશે અને કુદરતનું સંવર્ધન થશે